હલો મારે અને મારા મિત્રએ બિઝનસ મીટિંગ માટે દિલ્હી જવાનું છે હું હાલ નડિયાદ રહું છું મારી મિટિંગની તારીખો પંદર અને સોળ સપ્ટેમ્બર છે તો મને એસી કોચની એક્સપ્રેસ કોઈ ટ્રેઈનની ટિકિટ બૂક કરવાની છે તેના માટે હું તમને વિનંતી કરું છું મારું યુઝર આઈડી ફોર ફાઇવ સિક્સ સેવન એઈટ ઝીરો ઝીરો છે મારી બે સીટ માટેની ટિકિટો બૂક કરવા માટે હું તમને વિનંતી કરું છું